હા ગુજરાતી ભાષાનાં ભવિષ્ય માટે આપણે શિક્ષણ તાલીમ પછી લેખન પ્રકાશન સાંસ્કૃતિક કાર્યક્રમ માધ્યમો હોય છે પછી યુવા પેઢી હોય છે સંરક્ષણ મીડિયા ફિલ્મો આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાવવું જોઈએ સંશોધન કરવું જોઈએ પછી પુરસ્કાર આપવા જોઈએ જાહેર વિસ્તારમાં ભાષાનો ઉપયોગ કરવો જોઈએ માર્ગદર્શન આપવું જોઈએ જાગૃતિ ફેલાવવી જોઈએ તો કહે શિક્ષણમાં માતૃ ભાષાનો સમાવેશ કરવો જોઈએ જેથી બાળકો નાનપણથી જ તેનો ઉપયોગ કરી શકે ભાષા શીખી શકે શાળાઓ અને કોલેજોમાં માતૃભાષાનો અભ્યાસ કરે તેવી પ્રેરણા આપવી જોઈએ આપણે આપણી ભાષાનાં પુસ્તકો અને લેખો સામયિકો બહાર પાડવાં જોઈએ જેથી લોકોને વધુ ને વધુ માહિતી મળે ભાષાને લગતા કાર્યક્રમો કરવા જોઈએ જેવાં કે નાટક છે ભવાઈ ભજન પ્રસંગો કલાકારોને બોલાવીને પણ પ્રસંગો કરવા જોઈએ તેનાથી ભાષાકીય જ્ઞાન આપી શકાય માધ્યમોનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી લોકો ખૂબ ખૂબ વધારે ભાષામાં જાણી શકે જેમકે રેડિયો છે ટેલિવિઝન છે ફિલ્મો છે ઉપયોગ કરી શકાય ભાષાને યુવા પેઢી સાથે જોડી શકાય જેનાથી તેઓ આગળ વધીને ભાષાનું નેતૃત્ત્વ કરી શકે અને વધુને વધુ લોકોને માહિતી પૂરી પાડી શકે ભાષામાં સાહિત્યને વધારે ભેળવવું જોઈએ જેમકે પ્રાચીન સાહિત્ય છે જેનું સંરક્ષણ કરવું જોઈએ જેનાથી આપણે ઇતિહાસ જાણી શકીએ અને તેનું સંરક્ષણ કરી શકાય બીજી ભાષાનાં સાહિત્યને પોતાની ભાષામાં પણ અનુવાદ કરી અને તેની વધુને વધુ માહિતી મેળવી શકાય છે આપણી ભાષાને આંતરરાષ્ટ્રીય પરિષદમાં પણ આયોજન કરીને ભાષાનો વ્યાપ આ રીતે વધારી શકાય છે પછી ભાષાને વિશ્વ વિદ્યાલયો શંસોધન કેન્દ્રો વગેેરે વગેરે દ્વારા ભાષાનો વિકાસ કરી શકાય કારણ કે તેની અંદર વિવિધ કક્ષાનાં લોકો અને ભાષાનો જ્ઞાન મેળવીને તેની ભાષાનો વિકાસ થાય છે આપણે ખાનગી અને જાહેર વિસ્તારોમાં પણ ભાષાનો ઉપયોગ કરી શકાય જેમકે આ લોકલ મીડિયા હોય છે તો વધુને વધુ તે ભાષાનો ઉપયોગ કરે ને વધુ માહિતી મેળવી શકે છે